આપણે હું તમને સામાન્ય રીતે કહું તો તો આપણે જોએ તો બાઇકિંગ એટલે જોશ અને જોશ એટલે બાઇકિંગ ઈને બાઇકિંગ જી રિયુંને આપણા મન ઉપર જ હોય છે આપણું જેવું આપણું મન પ્રફુલ્લિત હોય કે પ્રભાવિત હોય કે ગુસ્સાવાળું હોય એવી રીતના આપણે બાઇક ચલાવી એ બરાબર અને પછી જાય તો આપણે છીએ તો આ બાઇકમાં ગિયા ઘરેથી પહેલા ઊઠીને નીકળ્યા તો એવી રીતના આપણે ધીમે ધીમે જતા હોય કા કારણ કે એ હજી હજી આપણે ઊઠયા જ હોઈ અને પછી બપોરનો સમય હોય તો તો પછી આપણે શું કહેવાય જલ્દી અને ગાયો ગા આપણે ઘરે પહોંચી જવું હોય તડકે તડકા હિસાબે પછી જેમ કે આપણે જોયું ઠંડુ વાતાવરણ હોય તો પછી બાઇક ચલાવવાની મજા આવે ઠંડુ વાતાવરણ હોય તો સાંજનો સમય હોય તો આપણે લોંગડ્રાઇવમાં જતાં હોય છે જંગલ જીવ વિસ્તાર હોય છે ક્યાંક પહાડોવાળા વિસ્તારોમાં આપણે બાઇક લઈને હું તો અવારનવાર એવી રીતના જતો જતો હોઉ છું કે પછી ખેતરમાં જઈએ ગામડે જઈએ હાઇવે ઉપર જાય સાંજના સમયે ઈ સૌથી વધારે મજા છે એવડી ઈ છે આપણે સાંજના સમયે જતાં હોય ને બહાર આ બાઇક લઈ અને પછી આપણે જોઈએ તો ક્યારેક શું છે તો અવારનવાર બાઇક ચલાવ તે બાઇક ચલાવતી વખતે ઈયર ફોન્સનો ઉપયોગ કરું તો ઇયર્સ ફોન્સમાં જેવા ગીત વાગતાં હોય જેમ કે શાંત ગીત વાગતું હોય તો આપણે શાંતિથી બાઇક ચલાવતા ચલાવતા જતા હોઈએ પછી તો હાઇવે ઉપર તો ખાસ આપણે શું કે શાંત ગીત સાંભળતાં હોય તો ધીમે ધીમે જતાં હોઈએ પછી એવી એવી રીતના જોકે અત્યારે તત્પર જોકે આપણે પંજાબી ગીત છે જેમ કે સિંધુ મુસેવાલાના ગમે ઈ ગીત આપણે સાંભળતાં હોય તો આ આપણું મન આપણું ઈ પ્રમાણે હોય હવે તો આ પછી આપણે આપણે બાઇકમાં લીવર ન મારવું હોય ને તો પણ લાગી લાગી જાય કારણ કે કારણ કે ત્યારે જોશ હોય પછી આ આપણે આપણે ક્યાંક આ પડી પડી આખડીને ઊભા હોય અને પછી જોઈ તો આવી રીતના ધીમા ધીમા ગીત વાગતા હોય તો આપડે ઈ પ્રમાણનું મન તો આપણે એવી ઈ રીતના આપણે બાઇક ચલાવતાં હોય પછી ઘણી વખત આપણે એવું થતું હોય છે હોય છે તો આપણે આનંદમાં હોય તો આપણે એકદમ આમ કાવા મારતા મારતા જતાં હોય બાઇકમાં કે હું કહેવાય બાઇકને આમ એકદમ નાગની બનાવતા બનાવતા અને પ્રેમથી ઓલું કે બધું વિચારતાં વિચારતાં જતા હોય અને એવીજ રીતિ આપણું મન ગુસ્સાવાળું હોય ત્યારે તે આપણે એવું થાય કે તે આપણે લીવર આપણાથી લાગી જ જતું હોય છે હારું વારવું હોય ને જો આપણે ઘરે કાંઇ બોલવાનું થયું હોય તો તો આપણે એકદમ લીવર મારીને નિકળી જ જતાં હોય છે હું તો નીકળી જાવ છું કારણ કે એ મારો જાતનો અનુભવ છે તો હું તમને શેર કરું છું બધાને અને પછી